હું ટીવી નાઇન ગુજરાતી ચેનલમાં બપોરે રસોઈ શો આવે છે તેમાંથી હું દાળ ઢોકળી બનાવતા શીખી છું દાળ ઢોકળી એ તુવેરની દાળની બને છે એમાં તુવેરની દાળને બાફવામાં આવે છે પછી ધીમી આંચે એને વઘારવામાં આવે છે તેમાં ઘઉના લોટનો પણ ઉપયોગ કરવામાં આવે છે ઘઉનો લોટ આપણે રોટલી બનાવીએ એ રીતે બધો મસાલો નાખીને એને બાંધી કાઢવામાં આવે છે પછી એની રોટલી બનાવીને નાના નાના ઢોકળા કરવામાં આવે છે તેને જે દાળનો વઘાર કર્યો હોય એની અંદર ધીમી ધીમી આંચે થોળા થોળા નાખીને એને હલાવવામાં આવે છે તેનાથી એ ધીમી આંચે થવા દઈએ એટલે દાળ ઢોકળી મસ્ત એવી તૈયાર થઈ જાય છે મને દાળ ઢોકળી બહુ ભાવે છે અને હું એ ટીવી નાઇન ઉપર રસોઈ શો આવે છે તેમાંથી બનાવતા શીખી છું મારી ફેવરેટ છે દાળ ઢોકળી